હા વધુ પડતા સ્ક્રીન ટાઇમના લીધે આજકાલના બાળકો રમતો રમતા નથી બહુ સાચી વાત છે કે જેમ જેમ આપણા જીવનમાં મોબાઈલનું વળગણ વધતું જાય છે મોબાઈલનું લગાવ વધતો જાય છે તેમ તેમ આજના બાળકો રમતથી દૂર થતા જાય છે એક સમય એવો હતો કે બાળકો સ્કૂલેથી ઘરે ગયા બાદ બેગ મૂકીને યુનિફોર્મ બદલ્યા વગર સીધા જ રમત રમવા માટે જે છે એ સોસાયટીમાં ફળીયામાં ગામડાના મેદાનમાં જે છે પહોંચી જતા હતા પણ ધીમે ધીમે ધીમે જેમ ટેક્નોલોજીનો વિકાસ થયો તેમ બાળકોની આ હેબિટમાં જે છે એ સુધારો થતો ગયો છે અને આજના બાળકો જે છે એ ઘરે ગયા પછી બેગ મૂકીને સીધો હાથમાં જે છે મોબાઈલ લઈ લે છે અને મોબાઈલ લીધા બાદ આખો દિવસ લગભગ એક કલાક બે કલાક ત્રણ કલાક હમણાં તાજેતરના જે ન્યુઝ પેપરના માધ્યમથી આપણે જોઈએ તો આપણા ભારતીઓનો લગભગ સરેરાશ સ્ક્રીન ટાઇમ જે છે એ ચારથી પાંચ કલાકનો છે કદાચ એનાથી પણ વધારે હશે આ સ્ક્રીન ટાઇમના લીધે જે છે એ એ બાળકો જે છે એ રમત રમતા નથી આજના બાળકોને થોડી પણ શારીરિક કસરત કરાવવામાં આવે ને તો થોડાક જ સમયમાં જે છે થાકી જાય છે પરસેવે રેબજેબ થઈ જાય છે અને ના પાડીને બેસી જાય છે કે ના હવે અમારે નથી કરવું એનું એકમાત્ર કારણ છે એ શારીરિક પ્રક્રિયાઓથી અથવા તો કઠિન પ્રક્રિયાઓથી જે છે ધીમે ધીમે ધીમે દૂર થઈ રહ્યા છે અને મોબાઈલના આ વળગણના કારણે એ લોકો જે છે એ ધીમે ધીમે આ બધી બાબતોને જે છે એ ભૂલતા જાય છે પરિણામે શું થયું છે તો પરિણામે બાળકોમાં જે છે એ નાની વયે જે છે એ આંખના નંબરોનું પ્રમાણ જે છે એ વધી જવું છે કેટલાક ડીઝિઝનું પ્રમાણ જે છે વધ્યું છે કે મેદસ્વીપણાનું પ્રમાણ જે વધ્યું છે એ બાળકોમાં શારીરિક પ્રોબ્લેમો જે છે થઈ રહ્યા છે બાળકોને વધુ રમવાની પ્રેરણા આપવા માટે ખુદ આમાં શાળા અને સમાજ અને ઘર આ બધાએ જે છે આગળ આવવું પડશે પડશે માતાપિતાએ આની પહેલી શરૂઆત કરવી પડશે માતાપિતા પણ અત્યારે કેટલાક જે છે વધારે સ્માર્ટ થઈ ગયા છે કે બાળક રડે તો એના હાથમાં મોબાઈલ આપી દે છે જેથી કરીને બાળક જે છે એ રડવાનું બંધ કરી દે છે એક સમય એવો હતો કે બાળક જે છે રડતું હતું ત્યારે જે છે રમાડવા માટે અલગ અલગ જગ્યાએ જે છે ફેરવવામાં આવતું હતું તેડવામાં આવતું હતું કરવામાં આવતું હતું હવે બાળકને શું આપવામાં આવે છે મોબાઈલ આપવામાં આવે છે એટલે શું થઈ જાય છે રડતું બંધ થઈ જાય છે તો બાળકને વધુ રમત રમવાની પ્રેરણા આપવા માટે પહેલાં તો એને જે છે મોબાઈલથી આપણે દૂર થવું પડશે અને ક્યારે પોસિબલ બનશે જ્યારે માતાપિતા ખુદ મોબાઈલનો ઘરમાં ઉપયોગ ઘટાડશે કારણ કે બાળકો જે છે એ આચરણથી શીખે છે વચનથી શીખતા નથી એટલે પહેલાં માતાપિતાએ શિક્ષકોએ સમાજે આ બાબતે આગળ આવવું પડશે પછી બાળકોને જે છે એ આ બાબતે એ જે છે સલાહ સૂચન કરવું પડશે નંબર ટુ હવે કેટલીક ઘરઘરાઉ રમતો જે છે વિસરાઈ ગઈ છે એનું ફરી પાછું જે છે સમાજમાં સોસાયટીમાં ફળીયામાં ગામમાંનો ઉપયોગ વધારવો પડશે તો જ એ બાળકો જે છે રમતમાં જે છે એંગેજ થશે અને માતા અને પિતા એ રમતમાં જે છે એંગેજ થઈને એની સાથે જે છે રમશે તો બાળકને ધીમે ધીમે ધીમે ધીમે ધીમે એ મોબાઈલથી જે છે આપણે દૂર કરી શકીશું અને આ જો કરવામાં આવશે આવી નાની નાની પ્રવૃતિઓ તો આપણે જે છે કંઈક મોટા સારા પ્ર પ પરિણામ તરફ જે છે આગળ વધી શકીશું